હા મારા વિસ્તારમાં સ્ટેડિયમ એરેના મેદાનોમાં રમતગમતના કાર્યક્રમો યોજવા માટે હું સુવિધા ઉપલબ્ધ કરી શકું છું કઈ રીતના તો તે મેદાનો ચોખ્ખા રાખીશ તેમને ત્યાં ગંદકી નહીં થવા દઉં જો ત્યાં ગંદકી નહીં થાય તો રમતગમતના કાર્યક્રમો છે એ યોજાશે એ જ સરળ રીતના ત્યાં જોઈ શકાશે એ રમતગમતના કાર્યક્રમો યોજવા હોય તો ત્યાં પહેલાં તો ત્યાં ગંદકી ન હોવી જોઈએ તે મેદાનો ચોખ્ખા હોવા જોઈએ મેદાનો ચોખ્ખા ખાડા ત્યાં ખાડા ખડબચીયા બી ન હોવા જોઈએ ખાડા ખડબચીયા હશે તો છો જે રમતગમતમાં જે રમતા હશે રમતીયાઓ રમતીયાઓ જે હશે તે પડીને જે તેમને ઈજા થશે તે ઈજા થશે તેના માટે હું તે તેના માટે હું પહેલાં મેદાનો અને જે મેદાનો હશે તે સરળ અને ચોખ્ખા બનાવીશ મેદાનો ચોખ્ખા હશે તે વધુ સારું રહેશે સ્ટેડિયમમાં જોવા જઈશું તો સ્ટેડિયમમાં તે ચોખ્ખી ગંદકી ન થવી જોઈએ ચોખવટ ચોખવટ રાખવી જોઈએ મેદાન સ્ટેડિયમમાં જશો તો સ્ટેડિયમમાં જે રમવા માટે આવશે તેમાં તેમને અ સ્ટેપ બાય સ્ટેપ જે કાર્ય કરતાં હોય તેમને સમજાવીશ કે કોઈ આમ વધારે માણસોનો ભીડભાડ થઈને તેમાં ઝઘડો ઝઘડો નહીં કરવાનો ત્યાં શાંતિથી બેસીને તે લોકો જોઈ શકે કે ત્યાં શું થાય છે કઈ રીતના ગેમ રમાય છે તે વધારે જોવા જઈએ તો આનંદ લઈ શકે ત્યાં સ્ટેડિયમમાં બેઠા હો તો સ્ટેડિયમમાં જે જે મેચ રમાય છે તેનો આનંદ લઈ શકીએ જેથી એ મેચ સ્ટેડિયમમાં જોવા માટે જે પેમેન્ટ કર્યું છે તેમાં તે આનંદ તેનો આનંદ લઈ શકે અને તે તેમાં મસ્ત રીતના તે વ્યૂ તેમને જે સ્ટેડિયમમાં હોય રમતગમતની આમ શું કહેવા જઈએ તો આમ આનંદ લઈ શકે કે કઈ કઈ રીતના રમે છે અને કઈ રીતના નથી રમતા તે બી જોઈ શકે